આપણે નડિયાદમાં અરિજીત સિંઘનો પ્રોગ્રામ ત્રીસ નવે છે તો એ માટે કોમલબેન તમે આવશો અમારી સાથે અને આપણે તમે કઈ રીતે પેમેન્ટ કરવા માગો છો એ કહેજો તો આપણે ત્યાં સરળ રીતે પૂછી લઈએ કે એ કેશ પૈસા લેશે કે એનાથી તો આપણે જે રીતે તમને ફાવે એ રીતે આપણે ટિકિટ બુક કરાવી દઈએ ટિકિટની ચુકવણી આપણે કઈ રીતે કરવી છે એ નક્કી કરીને આપણે એમને પૂછી લઈએ